હા વિકાસ કેસરાણી મેં ભાઈ એડમિશન ઓફિસથી બોલું એન કે દેસાઈમાંથી ભાઈ તમે કોલેજ રેગ્યુલર કેમ ની આવે ક્રિકેટની ટુર્નામેન્ટ ચાલે ઘરે ભઈ અહીં કોલેજના લેક્ચર ચાલે લેબ ચાલે એક્જામ ચાલે યુનિટ ટેસ્ટ ચાલે તે તેને કઈ ભાન પડે કે ની ટૂર્નામેન્ટ ચાલે પણ

એવું કેવું ભાઈ અહીં તને અહીં તેને ખબરને અહીં યુનિટ ટેસ્ટમાંથી જ તમારું હમણા જે અસાઇનમેન્ટને બધું છે તે યુનિટ ટેસ્ટમાં જ ગણાનું છે બધું ભાઈ ગ્રુપમાં બધું તો મેસેજ મોકલ્યુતું એ નહીં જોયું હા તો ગ્રુપમાં બધા જ મેસેજ ધ્યાન આપ આ જે યુનિટ ટેસ્ટ ચાલતા એ જ તો તમારે અસાઈનમેન્ટ શું બી લાવવાનું છે અને તારી એટેન્ડન્સ બી કેટલી લો બોલે હમણે લેબમાં હવ અટેન્ડન્સ ની મલે ક્લાસિસમાં હવ ની મલે શું માનવા પડે પણ દીકરા કમ સે કમ કઈ બી થાય તો અહીં મેન્ટરને જાણવા પડે કે ની તું ભાઈ જણાવ ની ને પછી રજા પાડયા કરે છે ફોન કર્યો ત્યારે એમ કે કે ટૂર્નામેન્ટ છે તો અમે હું હમજિયે ભાઈ જિમ્મેદારી અમારી જ થોડી છે ભાઈ તારી હોવ છે ને હા તો પછી બધું મને લાલ્યાવાડી થોડી ચાલે ભણવા પર ધ્યાન અપાય રિઝલ્ટ આવે તો બધું ચાલસી બધા જ બંટી પટેલ ની મલે ખબર ને તો પછી બંટીના ઘેરે રહીને બંટી જેવો બનવાનો ટ્રાય ન માર ભાઈ બંટી એક જ હોય બધે બધે જ બંટી બનીને બેઠક મારવાનો ટ્રાય કરે તો ની મેળ પડે ભણવામાં ધ્યાન આપ કમ સે કમ એ તો ઇન્ડસ્ટ્રીમાં લાગે તો બે પૈહા આવતા થયા બંટીએ કેટલા વર્ષ સ્ટ્રગલ કર્યો એના ઘેરવાળાનો કેટલો સપોર્ટ હતો ત્યારે અહીંયા પોચ્યો છે એટલું બી યાદ હોય ને તને તો પછી આવી રીતે તું લાલ્યાવાડી કરે તો પછી થોડું ચાલે આવ રેગ્યુલર આવ હમણાં ડેઝર્ટેશન ને એ બધું આઇપ્યુ કે નહીં તું એ પ્રેઝન્ટેશન ને બધું

ઓકે રેગ્યુલર આવ ને કાલે જે કાલ જે કઈ બી બાકી છે તે પતાવીને કર ઓકે ચાલ